ભારત સરકારે જે મેડિકલ વીમા યોજના જે દસ લાખની જે બહાર પાડી છે એનામાં એનાથી લોકોને બહુ જ એટલે બહુ જ જ સારો ફાયદો થયો છે અને કોઈ પણ હોસ્પિટલમાં જાય ત્યાં લોકોને ફેસીલીટી મળે છે અને ઓપરેસન જે સર્જરી છે બધી જ વસ્તુ એને નોર્મલ ચાર્જમાં થઈ જાય છે અને અહીંયાં આપણે સુરતની અંદર એક કિરણ હોસ્પિટલ છે ત્યાં ફેસીલીટી બહુ જ સારી છે પણ લોકોને આમ લોકોને જે ગરીબ લોકો છે એને પરવડે તેમ નથી પણ આ મોદી સરકારે જે મતલબમાં કોઈ આજે મેડિક્લેમ પૉલિસી બનાવી છે બહુ સ મસ્ત અને બહુ જ એકસલન્ટ છે